લગ્ન જેવા મોટા પ્રસંગોએ પાણીની વ્યવસ્થા માટે આજ સુધી જૂના લોકો પરંપરાગત રીતે તો મોટી માટીની કોઠીઓ ભરાવતા અને એની ઉપર ગાડી રે રાખતા અને એની ઉપર પણ પાછું ભરણું રાખતા જેથી એ સાફ રહે પરંતુ હવે દુખ સાથે કહેવું પડે છે કે અમે પણ પ્લાસ્ટિકની બોટલો મંગાવી લઈએ છીએ અને ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય છે અથવા તો પછી બહારથી રિફાઇન કરેલું સાફ કરેલું પાણી એના મોટા ને મોટા કેરબા મંગાવી લઈએ છે અને એનાથી એમાંથી પાણી લોકોને આપીએ છીએ એટલે આમ જોવા જઈએ તો એમાં ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો થાય છે એટલે હવે ફરીથી જૂની રીતો તરફ જવાની ઈચ્છા જરૂર થાય છે હવે પછીના પ્રસંગોમાં એને માટે જરૂર ધ્યાન રાખીશું એવું લાગે છે કંઈ નહીં તો છેલ્લે માટીના વાસણો નહીં તો આપણે સ્ટીલના વાસણોનો ઉપયોગ પણ કરી શકીએ અને બને તો એ બધા જ પાણીને આપણે ફિલ્ટર કરીને વ્યવસ્થિત રીતે લોકોને આપીએ જેથી કોઈને કોઈ સ્વાસ્થ્યને લગતી પણ તકલીફ ઊભી ન થાય અને આપણું પણ પ્લાસ્ટિકને ઓછો ઉપગોય પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ એ હેતુ પૂર્ણ થાય